ગુજરાતમાં મુખ્યત્ત્વે હિંદુ અને ઇસ્લામ ધર્મ પાળવામાં આવે છે કેમ કે સૌથી વધારે માણસો હિંદુ અને ઇસ્લામ અ ધર્મ અપનાવેલાં છે અને તેની લોકપ્રિયતા વધારે છે પ્લસ એની અંદર એની કોમ્યુનિટી વધારે છે માટે થઈને ગુજરાતમાં મુખ્યત્ત્વે હિંદુ અને ઈસ્લામ ધર્મ પાળવામાં આવે છે